હા આપણે ફૂલવાળા હં આપણે છે ને પાંચ છ છોડ લેવાના છે તો અત્યારે કયા કયા છોડ અવેલેબલ છે આપણે હઁ અને તુલસીમાં અલગ અલગ વેરાયટી છે કમળનું ફૂલ છે કમળનું કમળનો રોપ છે બરાબર અહં તો મારે છે ને છાયામાં થશે મારા ઘરે છે ને તડકો નથી આવતો બહુ એટલે છાયામાં જેવા થાય ને એવા મારે જોઈએ છે પાંચ છ રોપ જોઈએ છે

એ ચાલે ને બરોબર તો એના છે ને મને ભાવ કહો ને આપણે મની વેલ છે પછી તુલસીમાં પેલી બીજી કંઈક અલગ જાતની તુલસી આવે છે હા એ તુલસી હા બરોબર છે હં બરાબર અને બરાબર અને પછી કાંટા વગરના પ્લાન્ટસો છે કાંટા વગરના જે આમ થોડાં શોમાં લાગે એ અહં બરાબર ઓફિસ ટાઈમ છે એમાં ઓફિસ ટાઈમમાં અલગ અલગ કલર આવે છે કે પછી એક જ જાતના કલર આવે કયા કયા કલરના આવે છે અહં બરાબર તો એ રેડ કલરના છે ઓફિસ ટાઈમ એ કેટલાનો આવે છે દસ રૂપિયાનો બરાબર તો આપણે તાપમાં જ રાખવું પડે બરાબર હા એટલે કલાક સવારના તાપ આવે એવું ચાલે ને હા તો એવો તો કલાક સવારમાં અમારે તાપ આવે ગેલેરીમાં એટલે તુલસી જોઈએ છે આપણે બે જાતના પછી એ ઓફિસ ટાઈમ જે તમે કહો છો એ જોઈએ છે પછી બીજું મની વેલ જોઈએ છે પછી એના સિવાય કોઈ પેલા ઇંગ્લિશના આવે છે છોડ બધા એ ખરા એ એ કયા કયા છે એ સારું તો મને તમે જરાક ભાવ કહેજો અને મને કેટલા દિવસમાં મળી રહેશે બરોબર એ તમે કહેજો મને ઓકે સારું સારું